હા જી રિપ્લાઇન્સ સુપર સ્ટોલ માંથી બોલો છો અ જી હું અહિયાં નેસકસોર માંથી વાત કરું છું કોલેજ રોડ પરથી મારે ફૂડ્સ જોઈતા તો ફૂડ્સ અવેલેબલ છે અતારે કેળાં છે કેળાં ફ્રેશ શું ભાવ છે કેળાનો ત્રીસ રૂપિયા કિલો છે ઓકે અને એમા ધારો કે ત્રણ ચાર કિલો ભેગા લઈએ તો કઈ ડિસ્કાઉન્ટ આપો છો તમે

મારે કે કેળાં પણ જોઈએ છે જોડે કેરી પણ જોઈએ છે પપૈયાં પણ જોઈએ છે હ કેરીમાં કઈ છે અત્યારે કેસર મળસે ઓકે એનો શું ભાવ છે કેસર કેરીનો બસો રૂપિયા કિલો છે અને ઇ ચાર પાંચ કિલો મળી જાસે અત્યારે ના ના મારે તો શું કાલે જ યુસકરી દેવાના છે એટલે મારે કેળાં છે કેરી છે બીજા જે એકદાક બે જે ફૂડ હોય તમારી જોડે ફ્રેસ ને મારે પ્રસાદમાં ઉપયોગમાં લઈ લેવાના છે કાલ માટે સારું ને પપૈયાં છે હા એટલે ચાલસે મારે થોડા કાચા હોય તો ઓમે પૂજામાં અમારે તો મૂકવાના છે ઇ સત્યનારાયણ ની પૂજા ને બીજી પૂજા હોય ને એમા એના માટે યુસ કરવાના છે સારું એટલે આ ઓકે ઓકે સારું તો ઠીક છે હું આઉ છું